મેં જ્યારે પાન કાર્ડ અપડેટ કરાવીએ ત્યારે આધાર કાર્ડની જરૂર પડતી હોય છે પણ મારે આધાર કાર્ડ અપડેટ ના હોવાથી મોબાઈલ નંબર લિન્ક ના હોવાથી મારે પાન કાર્ડમાં ખુબ જ મોટી સમસ્યા આવી હતી એટલાં માટે જ્યારે આપણે આધાર કાર્ડ અપડેટ કરાવીએ ત્યારે ખાસ કરીને નોંધ લેવી જોઈએ કે આધાર કાર્ડ ની મુખ્ય સેન્ટરમાં જઈને આપણે પૂરતી વિગત લઈને તેનાં વિશે સજાગ રહેવું જોઈએ અત્યારે આધાર કાર્ડના નામે ફ્રોડ પણ થઈ રહ્યા છે મારે પાન કાર્ડ અપડેટમાં મુખ્યત્વે આ સમસ્યા જોવા મળી હતી આધાર કાર્ડ અપડેટ ના હોવાથી મારુ પાન કાર્ડ નહોતું બન્યું અને તેનાં કારણે આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવું રહ્યું જેથી આપણે પાન કાર્ડમાં સમસ્યા ના આવે